ગુજરાતી ભાષાનું સાહિત્ય કાવ્ય અને કલાત્મક અભિવ્યક્તિમાં ખૂબ જ અનેરું સ્થાન છે એનું ખૂબ જ સમૃદ્ધ વ્યાકરણ છંદ અલંકાર યુક્ત વાક્ય રચનાઓ સાહિત્યને કાવ્યને ખૂબ જ સુશોભિત કરે છે અને ખૂબ જ અનેરી રીતે એને અભિવ્યક્ત કરે છે